હા કપિલ શર્મા શો એ મારો ફેવરિટ ફિલ ટીવી શો છે જેમાં મને જોઉં ત્યારે જે એની કૉમેડી છે જે એનું હસાવવું છે નાની નાની જે કૉમિક વાતો છે જેનાથી માણસને હસવું આવે તો એ ખૂબ ગમે છે અને જોયા પછી ખૂબ આનંદ આવે છે એના બી એનાથી દ્વારા ઘણું બધું જાણવા મળે છે જેમ કે ફિલ્મ સ્ટારો આવે છે તો એમની પણ લાઈફ કેવી હોય છે તો એના વિષે ખૂબ રસપ્રદ વાતો જાણવા મળે છે ખૂબ મજા આવે છે એટલી બધી હસી આવે છે એનું જે નાની નાની વસ્તુઓ બોલવી બહુ મજા આવે છે અમને એમાં સાંભળવાનું પોતાની જાતને અમે સારું ફીલ કરીએ છીએ આમ રીલૅક્સ લાગે છે એ શો જોયા પછી